હલો મેં હમણા યુનિવર્સિટીથી ત્રિકોણબાગ સુધીની ટેક્સી બુક કરાવેલી છે પરંતુ કોઈ કારણોસર હું અત્યારે પણ મારે પંચાયત ચોકે જાવું પડેલું છે તો તમે પ્લીઝ પંચાયત ચોકથી મને પીક કરી લેજોને